છગનકાકા હું નિધિ વાત કરું છું આપડે મગફળીનું વાવેતર કરો છો પણ એમાં છે ને મને શુ ખબર નથી પડતી પાક છે ને તો થોડોક પીળી પીળી મગફળીઓના પાંદડા હોય એ પીળી પીળી થઈ ગઈ હતી અને ઘણી જગ્યાએ કાળું થઈને બળી ગયુ છે તો એના માટે મને સુધારવા માટે કાંઈક માહિતી આપોને

એટલે એન એનાથી હા અને એનાથી મારા પાકને કાંઈ નુકશાન તો નહીં થાય ને હા હા

અચ્છા એવું છે એમ ને

હા હા અને શું કેતીતી કે ઈ જે દવા ચાંટવાની હોય એ કેટલી ટાઈમ સા છાટવાની હોય દિવસમાં કે અઠવાડિયામાં કે કેવી રીતે

બરોબર અને અચ્છા એ દવા છાંટીને પછી એમાં પાણી વેડાય ખરા પાણી કરાય આપડે એવું છે એમ ને અને એમાં છે ને ઇયળો પડી ગઈ છે અમુક પાકમાં તો એના માટે બી એ જ દવા વપરશે કે બીજી કોઈ કરી આપશે મને બરોબર અને કેટલા રૂપિયામાં આવશે થોડો અંદાજો ખરો

તો સા તો સારું વાંધો નહીં તમને ઉ જઈ આવું એ દુકાને બરોબર તો અને ઉ પૂછી લાઈસ અને પછી જો મને ખબર નહીં પડે ને ફરીથી તમને માહિતી માટે ફોન કરીશ હાલશેને હા હા હા